મને ઓનલાઈન ખરીદી કરવાનો ઘણો શોખ છે અને હું અવારનવાર વસ્તુઓની ખરીદી કરતો જ રહું છું તો મેં હમણાં પાંચ એક દિવસ પહેલાં એક બ્લેઝર ઓનલાઈન મંગાવ્યું હતું તે બ્લેઝર ખૂબ જ સારી ગુણવત્તાવાળું હતું મને થયું કે બ્લેઝર સારી ગુણવત્તાવાળું નહીં હોય પણ બ્લેઝરની ગુણવત્તા અને કિંમત વ્યાજબી હતી અને બ્લેઝરનું ફિટિંગ પણ ખૂબ સારું હતું બ્લેઝર ધોયા પછી પણ તેનો કલર ઉતર્યો ન હતો અને ફિટિંગ પણ સારું રહ્યું હતું ત્યારબાદ મેં ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન મંગાવી છે મને બ્લેઝર બે દિવસમાં જ મળી ગયું મેં તેના પૈસા જે છોકરો આપવા આવ્યો હતો તેને ચૂકવ્યા હતા જો મેં તેને પૂછ્યું કે આ બ્લેઝરની ગુણવત્તા સારી હશેને અને મારે પરત કરવું હોય તો પરત કરીશ તો મને તેની પૂરી કિંમત મળશે કે નહીં અને પૈસા પરત મેળવવા માટેની પ્રક્રિયા પણ પૂછી જોઈ